હું અહીં તમને મારી મનપસંદ વિશે ગેમ વિશે કહું મારી આમ તો ઘણી પસંદગીની ગેમ છે એમાં વાત કરું તો ક્રિકેટ છે ફૂટબોલ છે પછી અમુક ગેમ છે જે મોબાઈલમાં રમી શકાય તો અહીં મારી ઇમ્પોર્ટટન્ટ ગેમની વાત કરું ઇમ્પોર્ટન્ટની ગેમની વાત કરું તો જો કે મારી ગેમ છે ચેસ ચેસની વાત કરું તો ચેસ એક મહત્ત્વપૂર્ણ ગેમ છે હવે હું તમને આગળ અહીં ચેસના નિયમો હું હોય વ્યુહરચના શું હોય એના વિશે વાત કરીશ કે ચેસના નિયમો ચેસના નિયમોની વાત કરીએ તો બોર્ડ બોર્ડની વાત કરતાં ચેસ આઠ બાય આઠ બડનો હોય છે આગળ વાત કરું તો પીસલા પીસલા એટલે કે ટુંકમાં ક્રિકેટ લાવે ટુંકમાં કોકરી તો એની વાત કરીએ તો એ હોય છે સોળ સોળ સોળ એની વાત કરીએ તો એમાં આગળ વાત કરીએ તો એક રાજા એક રાણી પછી બે સાપેક્ષ એટલે કે ચાર થયા આગળ વાત કરીએ તો બે ઘોડા પછી બે હરણફાડ જે મહત્ત્વના હોય છે અને આગળ બાકીના વધ્યા આઠ આઠની વાત કરીએ તો આઠ હોય છે પસચા જે પણ મહત્ત્વના હોય છે હવે આગળ વાત કરીએ નિયમોની તો એમાં હોય છે ચાલ ચાલ મહત્ત્વની છે દરેક ખેલાડીની ખાસ ચાલ હોય છે ખાસ ચાલની વાત કરીએ તો રાજાને ખુણો ચાલે છે જ્યારે રાણીને કોઈ પણ દિશામાં સંખ્યાબંધ ખૂણા ચાલે છે સાપેક્ષ અને હરણફાડ આડી ચાલે છે હવે આગળ વાત કરું તો ઘોડો ઘોડો પણ મહત્ત્વનો હોય ઘોડો વાત કરીએ તો એલ આકારે ચાલે છે ઘોડો એલ આકારે ચાલે છે ત્યારબાદ પશ્ચાત પશ્ચાત એક ખુણો આગળ વધે છે જે તમને આગળ મહત્ત્વ ધરાવે છે હવે વાત કરીએ તો ચેક અને ચેકમેટ ચેક અને ચેકમેટ એ એવી વસ્તુ છે કે જેના ઉપર સંપૂર્ણ ચેસનો આધાર રહેલો છે ચેકની વાત કરું તો જો જો રાજા જોખમમાં હોય છે તો તેને ચેક કહેવામાં આવે છે ટુંકમાં રાજા જ્યારે જોખમમાં હોય તો એને ચેક કહેવાય અને જો કોઈ રાજા ચેકથી બચી શકાય અને બચી શકે શકતો નથી તો એને ચેકમેટ કહેવાય છે ટુંકમાં ચેક અને ચેકમેટ આટલા માટે ઉપયોગી હવે આગળ રણનીતિની વાત કરું રણનીતિની વાત કરું તો ફર્સ્ટ મધ્યમાં કાબૂમાં લો મધ્યને કાબૂમાં લો ટુંકમાં ચેસનું સેન્ટર હોય એને એમાં વધારે ઇમ્પોર્ટન્ટ આપો બોર્ડના મધ્યમાં પીસલને સ્થાન આપવા પ્રયત્ન કરો આગળ વાત કરું તો પીસલના વિકાસ પર ધ્યાન આપો પીસલના વિકાસ ઉપર ધ્યાન આપવાનું પછી આગળ વાત કરું તો સમય પહેલાં તમારા પીસલને સક્રિય બનાવો પછી આગળ વાત કરીએ તો રાણીને સુરક્ષિત રાખો રાણી મહત્ત્વની વસ્તુ છે જેમ રાજા ચોક અને ચેકમેટની વાત કરી તો એવી રીતના રાણીને પણ સુરક્ષિત રાખવાની પછી ડિફેન્સીવ રમો આપણે ચેસની વાત કરી તો જોતાં જ હોઈએ તો બધા ડિફેન્સીવ રમતા હોય છે એ ડિફેન્સીવ રમવાનો અન્ય ખેલાડીને ખતરો ઓળખો એની ટેકનિક જોવો એની સ્કિલ જોવો પછી એની સ્કિલની સાથે સાથે એની વીક પોઇન્ટ્સ કેવો છે એ પણ જોવો ટુંકમાં આ બધું જોવાનું હવે આગળ વાત કરીએ તો કાષ્ટલિંગ કાષ્ટલિંગ એક મહત્ત્વની ચાલ છે જેમાં રાજા અને હરણફાડ એકસાથે ચાલે પરંતુ આ ત્યારે જ કરી શકાય છે જ્યારે બંને પીસલ એકબીજાના સમાન ખોએ હોય અને પહેલાં કોઈ પણ ચલાવેલ ન હોય ટુંકમાં કોઈ પણ પહેલાં ચલાવેલ ન હોય ત્યારે જ કાષ્ટલિંગ થઈ આગળ વાત કરીએ તો પેન પેનની વાત કરું તો જ્યારે કોઈ પીસલ બીજા પીસલને પકડી ન શકે પરંતુ તેને ચેકમાં રાખે ત્યારે તેને પેન કહેવામાં આવે છે હવે આગળ કરું તો એન પાસા જ્યારે પછાત આગળ વધે છે અને એક ખાસ પરિસ્થિતિમાં તેને પકડી શકાય છે ત્યારે તેને એન પાસા કહેવાય છે હવે આગળ અમુક બીજી રણનીતિની વાત કરું તો પિસા જાગૃતતા પીસલાના સરક્ષણ માટે જો શક્ય હોય તો એકબીજાને પાછળ પીસલા રાખો ફાઇટીંગ ફોર્સ ફાઇટીંગ ફોર્સ એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે બીજા ખેલાડીઓને પીસલને સત્કારવા અને તેમને એકાગ્ર કરાવા માટે દબાણ બનાવવા આગળ વાત કરી તો અંતિમ ચરણ ખેલના અંતમાં વધુ પીસલાને બોર્ડ પર જોડવાનો પ્રયત્ન કરો જો તમને વિજય મેળવવામાં તે મદદરૂપ કરે આગળ અમુક વાત કરીએ તો પ્રતિસ્પર્ધાના ખામી શોધો આ એક બહુ જ મસ્ત મહત્ત્વની વસ્તુ છે પ્રતિસ્પર્ધાના ખામી શોધો સતત તમારો પ્રકાસટીંગમાં જાળવાનો તમારા સામેવાળા વ્યક્તિ કઈ ચાલ ચલે છે એની વિકનેસ શું છે એની સ્કિલ કઈ છે એના ઉપર વધારે ફોકસ કરવાનું પછી રમત રમવાના પ્રયત્ન રમત રમવાના વાત પ્રયત્નની વાત કરીએ તો ચેસમાં અભ્યાસ અને અનુભવો મહત્ત્વપૂર્ણ છે જુદી જુદી ખૂણાઓમાંથી રમવાનું અને અનુભવી ખેલાડીઓ સાથે રમવાનું નિશ્ચિત નિશ્ચિત હોય છે પછી આગળ વાત કરીએ તો ટર્નિંગની ટર્નિંગ પોઈન્ટ ચેસમાં મહત્ત્વનો છે રમતની શરૂઆતમાં રણનીતિ સાથે આગળ વધો મધ્યમાં નિયત્રણ મેળવો અને અંતે પીસલાના ઉત્કૃષ્ટ ઉપયોગ માટે પ્લાન બનાવો આગળ વાત કરીએ તો પુનર્વસન પુનર્વસનની વાત કરીએ તો જો ઑફિસલને બોર્ડ પર ખસેડવામાં આવે છે અને પાછું મૂકવામાં આવે છે તો તે ખાસ કરીને બિસોપ અને નાઇટ માટે અર્થપૂર્ણ બની શકે છે ડ્રો ડ્રો એક એવી વસ્તુ જેમાં સામેવાળો ખિલાડી પર હારતો નથી કે જીતતો નથી અને તમે પણ હારતા નથી કે જીતતા નથી ડ્રોમાં પીસલની ટકા હારે સમાન હોય તે ડ્રો થઈ જાય વજીરનો ક્રમ હોય જ્યારે એક પશ્ચાત બોર્ડના વિપરેતે અંતે પહોંચે છે ત્યારે તેને કોઈ પણ વિષયમાં બદલી શકાય છે ક્રોસ ડેવલપમેંટ ક્રોસ ડેવલપમેંટ એટલે એક સમયે અનેક પીસલને વિકસિત કરવાનો પ્રયાસ કરો તેથી તમારું નિયત્રણ વધે શ્રેષ્ઠ પોજિશન શ્રેષ્ઠ પોજિશન એક મહત્ત્વની વસ્તુ છે પીસલને એવી જગ્યાએ રાખો જ્યાં તેઓ વધારે અસર કરતાં હોય જેમકે કેન્દ્રમાં કેન્દ્ર ખૂબ મહત્ત્વની વસ્તુ છે ફાઇનલ પ્લાન સામેના રાજાને ઘેરવાનાને ચેકમેટ સુધી પહોંચવાનો લક્ષ આપણો ગેમમાં મુખ્ય એક જ લક્ષ્ય હોવું જોઈએ કે સામેવાળા રાજાને કઈ રીતે હરાવવો અને ચેકમેટ સુધી કઈ રીતના પહોંચે પીસાના ટ્રેડ પીસાના ટ્રેડ એટલે કે ક્યારે અને કઈ રીતે પીસલનું સવિશેષરૂપે વેચાણ કરવું તે મહત્ત્વપૂર્ણ સામેની તે વધુ મૂલ્યવાન પીસલ માટે ઓછામાં મૂલ્યવાનને ખસેડવાનો પ્રયત્ન કરો આગળ વાત કરીએ તો રમતના વિકલ્પોની વાત ટુંકમાં કે વ્યુહ સ્કિલની વાત કરીએ કે આપણે આપણી સ્કિલ કઈ રીતના વધારી શકે તો અમુક અભ્યાસ મુજબ અમુક આપણે મોટા ખિલાડી હોય એને જોવાના એ કઈ રીતના રમે છે એ જોવાનું ટુંકમાં એટલે કે ગ્રાન્ડ માસ્ટરના રમતો સફળ ખેલાડીની રમતનું વિશ્લેષણ કરવાનું ફ્રેશ પદ્ધતિ એમાં અલગ અલગ તબક્કાના રમવાની કોશિશ કરો જેમકે ઓપનિંગ મિડગેમ એન્ડગેમ આ બધી મહત્ત્વની ટેકનિક છે પછી ઓનલાઇન પ્લેટફોર્મ પણ તમે ઘણી ટેકનિકનો ઉપયોગ કરી શકો ચેસ એક રણનૈતિક રણનીતિક રમત છે જ્યાં દરેક ચાલને મહત્ત્વના હોય છે નિયમો અને રણનીતિઓને સમજીને તમે વધુ પ્રભાવશાળી અને શક્તિશાળી ખેલાડી બની શકો પ્રેક્ટિસ અને શીખવાનું ચાલુ રાખો જેથી તમે ચેસને આરામથી વધારે સારી રીતે રમી શકો